સામાન્ય પણે તો ગુજરાતી ભાષા લખવામાં કે બોલવામાં મેં ક્યારેય મુશ્કેલી અનુભવી નથી કારણ કે હું જ્યારથી ભણવાનું શરૂ કર્યું બાળ મંદિર કે પહેલા ધોરણથી ત્યારથી હું ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી રહેલો છું તો પહેલેથી ગુજરાતીમાં તો એક પકડ તે એવી મજબૂત બનેલી છે એના એના ઉપરાંત હું જે સૌરાષ્ટ્રમાં નાનો હતો ત્યારે રહેલો છું તો એક સૌરાષ્ટ્રની એક ઢંગ છે તે બોલીમાં ઘણી વખત આવી જાતી હોય છે પરંતુ ગુજરાતી ભાષા બોલવામાં કે લખવામાં તો હજી સુધી ક્યારેય મુશ્કેલી નથી થઈ